ટેકનોલોજી અને ઇન્ટરનેટમાં વૃદ્ધિ થતાં આપણે ગુજરાતી ભાષા સરળતાથી વાંચી અને લખી શકીએ છીએ ગુજરાતી ભાષાની ચોપડીઓ પણ સરળતાથી ઈન્ટરનેટ પરથી આપણને મળી જાય છે આપણે ગુજરાતી ભાષાનો વોઇસ ટાઈપિંગ પણ બહુ સરળતાથી ટેકનોલોજી અને ઇન્ટરનેટની વૃદ્ધિ થતાં કરી શકીએ છીએ આ ઉપરાંત આપણે બીજી કોઈ ભાષામાંથી ગુજરાતી ભાષામાં અનુવાદ કરવો હોય તો પણ બહુ ઝડપથી આપણે હવે એમાં કરી શકીએ છીએ